હેલો મારું નામ ધ્વનિ તમે નિનિસ કિચનથી વાત કરી રહ્યા છો એકચુલી મારે પૂછવું હતું કે હું તમારી જૂની બ્રાન્ચ પર તો હું આવું જ છું ખાવા માટે પણ જે તમારી આ નવી બ્રાન્ચ ખૂલી છે તેમાં તમારું જે સ્પેસ્યલ મેનૂ છે એ ચેન્જ થયું છે કે પછી સેમ જ છે એકચુલી આજે મારી બડ્ડે છે તો મારે ઓર્ડર કરવું હતું અને એ બી પૂછવું હતુ કે ત્યાંના જે રેગ્યુલર્સ છે એ આ રેસ્ટોરન્ટ પર બી અવેલેબલ છે અને જે તમારું ડિઝર્ટસ માટે સ્પેસ્યલ બેક્ડ બાય નીનીસ ખૂલ્યું છે એમાંથી એક તિરામીસૂ કેક ઓર્ડર કરવી હતી તો એ અવેલેબલ હશે કે નહીં હોય અને જે તમારું ક્યુઝિન માટે જે નિનિસ કિચન છે એમાં આજનું શું સ્પેસલ મેનુ છે મને તમારું પાસ્તા તો ભાવે જ છે તે હું ચોક્કસ રીતે ઓડર તો કરીશ પણ જે પીઝા છે મને નવા લોન્ચ થયેલા ટ્રાય કરવા છે તો એમાં વાંધો તો નહીં આવે ને અને મને જૈન પીઝા જોઈએ છે તો એ અવેલેબલ થશે કે નહીં તે મને જણાવજો સાથે સાથે સિઝલર પણ ઓડર કરવું છે જે તમારું પનીર સિઝલર છે હું ખાઉં જ છું તો આ વખતે મને મેક્સિકન ટ્રાય કરવું છે તો એના માટે પાર્સલમાં ઠંડુ નહીં થઈ જાય ને વધારે તો તમે એવી રીતે પેક કરી દો કે એ જ ફ્લેવર રહે જ એવો અને તમારી જે એપ્લિકેશન છે ફૂડ ઓડર કરવા માટે એ ખાલી જૂની બ્રાન્ચ માટે જ છે કે નવી બ્રાન્ચ માટે પણ કામ કરે છે અને એ જે નવી એપ્લિકેશન જે છે તમારી નિનિસ કિચન વાળી તેમાં બહુ મતલબ જે નિનિસ કિચનનું મેનૂ છે એ અને બેક બાય નિનિસનું ડેઝટ મેનૂ બહુ અવેલેબલ હશે કે નહીં હોય